પહેલાના જૂના મોબાઇલમાં અને અત્યારના સ્માર્ટ ફોનમાં ઘણો બધો ફરક છે પહેલાં તો કેમેરા વગરના ફોન હતા હવે તો સ્માટ કેમેરાવાળા ફોન છે પહેલાં તો ખાલી કૉલિંગમાં જ વાત થતી હતી હવે તો સ્માટ ફોનમાં તો વ્હોટ્સેપ ફોટા સેલ્ફી ઇન્સ્ટાગ્રામ ફેસબુક જેવી ઘણી બધી એપો છે જેનાથી આપણે વાત કરી શકીએ છીએ વિડીયો કૉલમાં પણ વાત કરી શકીએ છીએ અત્યારના સ્માટ ફોનમાં ઘણી બધી એપો છે જ્યાંથી દૂર રહીને પણ એકબીજાની નજીક રહી શકીએ છીએ અત્યારે તો ઇન્સ્ટાગ્રામ વાપરવામાં પણ બહુ મજા આવે છે એમાં જાત જાતના વિડીઓ ફોટા સેલ્ફી પણ લઈ શકીએ છીએ અને સારા સારા વિડીઓ પણ બનાવી શકીએ છીએ દેશ વિદેશ ગમે ત્યાં ખાલી સર્ચ મારીએ ફોનમાં તો પણ કોઈના ફોટા કે વિડીયો જોવા હોય તો જોઈ શકીએ છીએ દૂર રહીને પણ જોડે રહી શકીએ છીએ અત્યારના સ્માટ ફોનમાં બહુ એટલે બહુ મસ્ત મસ્ત ગેમો આવે છે પહેલાંના ફોનમાં તો એક જ ગેમ આવતી હતી અત્યારે તો ફોન વાપરવાની બહુ બધી મજા આવે છે અત્યારના ફોન એટલે બહુ એટલે બહુ મજા આવે છે પહેલાંના ફોનમાં તો ખાલી વાત જ કરી શકતા હતા અત્યારે તો નવી નવી એપો આવે છે નવા નવા બધા વિડીઓ બનાવી શકીએ છીએ ગેમો રમવાની એપ અલગ આવે છે વિડીયો બનાવવાની એપ અલગ આવે છે સેલ્ફીની જેમકે સેલ્ફીમાં સ્નેપચેટમાં પણ સેલ્ફી લેવાની બહુ મજા આવે છે એમાં પણ આપણે કોઇની જોડે વાત કરી શકીએ છીએ ઇન્સ્ટાગ્રામમાં પણ વાત કરી શકીએ છીએ ફેસબુકમાં પણ વાત કરી શકીએ છીએ એમ ઘણી બધી એવી એપો છે અત્યારના ફોનમાં કે આપણે કોઇની જોડે જોડાયેલા રહી શકીએ છીએ પેહલાંના ફોન કરતાં અત્યારના સ્માટ ફોનમાં બહુ બધો ફરક છે અત્યારનો ફોનમાં સેલ્ફી લેવાની બહુ બધી મજા આવે છે અને મને અત્યારના ફોનમાં બહુ મજા આવે છે અત્યારનું મારુ કાર્ડ છે જીઓ જીઓમાં દર મહિને હું ત્રણસોથી હજારનું પેક કરાવું છું અત્યારે જ જીઓના હાલમાં ઓગણચાલીસ રૂપિયા એક મહિનાનું રિચાર્જ વધી ગયું છે જીઓનું રિચાર્જ હવે મને મોંઘું પડે છે